આ એક વાહનવ્યવહારનો અભાવનો એક મોટો પ્રશ્ન રહે છે ગામાડાથી શહેર તરફ કઈ રીતે નોકરી માટે હોય શિક્ષણ માટે હોય કોઈ ભી દવાખાના કામને લગતું હોય કોઈપણ કારણોસર ત્યાં જવાનું હોય તો વાહન વ્યવહાર ખૂબ જરૂરી હોય છે નો મળે ત્યારે તે લોકોનો સમય બગાડે છે તે જ રીતે ત્યાંનાં લોકોમાં એક આત્મવિશ્વાસ નથી રહેતો કે અહીંથી વાહન મળી જ રે એમ ન પણ મળે ત્યાં સુધી આખો દી ચાલ્યો જ જાય છે એમ તો અત્યારની શિક્ષણ અને વાહન વ્યવહારની તો સુવિધા ક્યાંક ક્યાંક થઈ જ ગઈ છે અત્યારે સારું છે પણ હજી અમુક ગામડામાં ક્યારેકને ક્યારેક અમુક વિસ્તાર છે જ્યાં આ પહોંચી નથી આ વ્યવસ્થા તે માટે આવો એક મોટો પોઈન્ટ રહેલો છે તેના કારણે કોઈ માનો કે શિક્ષણમાં શિક્ષણ છે ત્યાં માનો કે બાર ધોરણ સુધી શિક્ષણ છે પછી તેની બહાર સિટીમાં અથવા આજુબાજુના વિસ્તારમાં તો ન જ હોય પણ સિટીમાં જ જવું જ પડે કે અહીં બાર સુધી છે પછી ત્યાંથી બાજુના ગામ છે ત્યાં ત્યાં સુધીની છે કોલેજ લેવલની પછી ત્યાં બહાર ભણવા જવું હોય તો ત્યાં પણ જઈને વાહનમાં જ જવું પડે છે કોઈ પ્રાઇવેટ વાહન ન પણ લઈ શકતા હોય એવી પણ સમસ્યા હોય છે આર્થિક સમસ્યા હોય છે એમ એના કારણે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ વાહન વ્યવહારની અગવડ ને કારણે કોઈ હોશિયાર વિદ્યાર્થી કે દવાખાનાનો દર્દી કે કોઈ શિક્ષકની અવરજવર હોય આ ન થઈ શકે વાહન વ્યવહાર નથી તો શક્ય જ નથીને ચાલીને એ લોકો કેટલુંક જઈ શકે એકસમી સદીમાં તો કોઈ ચાલતું નથી પણ વાહન વ્યવહારની સુવિધા કંઇકને કંઇક રાહ જોઈને જ કરી શકે છે પણ ક્યારેક ગામડામાં જાય છે ત્યારે બહુ આ તકલીફ પડતી હોય છે એના કારણે અમુકવાર કોઈ કામ ન થઈ શકે કોઈને માનો કે દવાખાને જવું હોય એમર્જન્સી હોય તો ત્યાં વાહન વ્યવહારની સુવિધા ન હોય જો બહારથી વાહન આવે અને થોડો ઘણો સમય પણ લાગે તો તે વ્યક્તિ મૃત્યુ પણ પામે છે એક આ મોટો પ્રશ્ન થઈ શકે છે જીવનને લગતી વાહન વ્યવહાર ખુબ જ જરૂરી છે તેના કારણે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે છે કોઈ શિક્ષક ત્યાં જઈ નથી શકતા અને તે ત્યાંજ શિક્ષક છે છતાં તે કાંઇ કામ ન હોય છતાં તે બેરોજગાર બેરોજગાર તરીકે અને કંટાળાજનક પરિસ્થિતિ થઈ શકે છે શિક્ષકથી માંડીને સામાન્ય વર્ગ શિક્ષક તો જોકે કાંઇકને કાંઇક પોતે નોકરી કરે છે ત્યારે તે પગારમાંથી તે વાહન ખરીદી શકે છે અને તે પણ કાંઇ સામાન્ય માણસની સ્થિતિ એટલી ન હોઇ શકે તેના કારણે આ બધી વાહન વ્યહવાર જરૂરી છે આમ જોઈ તો શિક્ષણ માટે પણ જરૂરી છે કે એમ એ પતી ગયું ત્યાંથી તમારે જ્યાં જવું છે માનો કે રાજકોટ આવવું છે પણ ગામ બહુ દૂર છે તો તમે રેલવેની પરિસ્થિતિ સારી નથી કે ત્યાં આવતી નથી કે ત્યાં પહોંચતી નથી કે બસ નથી ટેક્સી ન ટેક્સી નથી કે કોઈ પણ છે જ નહીં રીક્ષા નથી કોઈ નથી પોતાની પાસે નથી તો ચાલીન તો શક્ય જ નથી વાહન વ્યહવાર દ્વારા જ આવવું જવું પડે છે તેથી આ એક અભાવે નજીકના શહેરો અથવા નગરોનાં સ્વાસ્થ્ય સંભાળ શિક્ષા નોકરી તકો મેળવાની જરૂરી ક્ષમતા નઇ આપણે કોઈ કારણોસર બદલાવી જોઈએ કે ત્યાંનાં શિક્ષકો હોય કે વિદ્યાર્થી હોય કોઈ માંદગીને હોય વ્યવસ્થાને લગતી હોય કોઈ રોજગારી હોય તો ત્યાં ઈન્ટરનેટના માધ્યમે તેને પહોંચાડવી જોઈએ કે ભાઈ આમ આ વાહનો અહીં ન હોય તો તમારે આમાં કોલ કરવો છે તેથી તમને આવન જાવન સહેલું પડે એવી જ રીતે કોઈ પણ આમ માનો કે કોઈ ખેતર છે તે ત્યાં જાવું છે તે ખેડૂતને અને ત્યાં તેની પાસે વાહન નથી તો તે કઈ રીતે જઈ શકે ચાલીને તો મિન્સ જ ઈ જ શકે પણ તેની સમય શક્તિ અને બધુ વેડફાય છે તે પોતે થાકી જાય કંટાળીને એ કામ જ મૂકી દે એથી એમ જ વિચારે કે વાહન જ જરૂરી છે તેની માટે તે યથાર્થ પ્રયત્નો કરી શકે છે પણ વાહન વ્યહવાર એક મહત્વ અને ઘટનાત્મક પોઈન્ટ છે તેની માટે સર સરકાર તો ઈચ્છે જ છે કે કાર્ય પણ કરે છે પણ આ એક વચમાં જે છે તે કારણો કોઈક કારણોસર એ ત્યાં નથી પહોંચી શકતા તે માટે આપણે વાહન વ્યવહાર જરૂરી છે